આમ તો જોવા જઈએ તો ભૂતકાળની અંદર મેં એક ટીચર તરીકે અ બાવીસ વર્ષ સુધી જોબ કરેલી એટલે એ દરમિયાનમાં તો મારી જે કહેવાય કે એક ટીચર તરીકેની લાઈફ એક હાઉસ વાઈફ તરીકેની લાઈફ એક મા તરીકે એક પત્ની તરીકે ઘરમાં એક વહુ તરીકે મિન્સ સારી એવી મારી ફરજો નિભાવેલી પણ આજકાલ હું હવે જ્યારથી મેં જોબ મૂકી છે ત્યારથી હું હાઉસ વાઈફ છું હાઉસ વાઈફમાં મારો ફક્ત અને ફક્ત અત્યારે એક જ શોખ છે કે બસ મારા જે ફેમિલી મેમ્બર્સ છે મારે ઘરે જે ગેસ્ટ આવે છે એને હું ખૂબ જ સારી રીતે મારે હાથે રસોઈ બનાવી અને જમાડું તો જ્યારથી મને એવી રીતના ખબર પડે કે મારા ઘરે કોઈ ગેસ્ટ આવવાના છે તો ત્યારથી સૌથી પહેલો વિચાર મારા મનમાં એ આવે કે હું શું રસોઈ બનાવું કે જેનાથી મારે ઘરે જે ગેસ્ટ આવે છે એ રસોઈ ખાય અને મારા હાથની એ રસોઈ ખાઈ અને ખુશ થઈ જાય અને એના ચહેરા ઉપર એક જે હું હાસ્ય જોઉં જમીને પછી એના ચહેરા ઉપર જે સંતોષના ભાવ જોઉં છું બસ એ મને એનાથી ખૂબ જ આનંદ આવે છે મોટે ભાગે જ્યારે આવું બનતું હોય છે ત્યારે દાળ ભાત શાક રોટલી પૂરી ઢોકળા પછી એક મીઠાઈ તો હોવી જરૂરી જ છે બરાબર એટલે એ તો કમ્પલસરી આટલું તો મારા ઘરે મેનુમાં હોય હોયને હોય જ કે ભાઈ દાળ ભાત શાક રોટલી પૂરી અને મીઠાઈ અને ફરસાણ હવે એમાં એવું છે શાકમાં તો હું સૌથી પહેલાં જ્યારે ગેસ્ટ આવવાના હોયને ત્યારે મારા પાસે બે ઓપ્શન હોય એક ભરેલું શાક અને એક ઊંધિયું જો સિઝનલ મને બધાં શાક મળી રહેતા હોય ને તો હું ઊંધિયાને પહેલી પસંદગી આપીશ બાકી ભરેલાં રીંગણા બટેકા ભરેલાં ભીંડા આ બધું મારા ઘરે જે ગેસ્ટ આવે છે ને એને આ બધું મારા હાથનું ખૂબ જ ભાવે છે અને મીઠાઈની અંદર જોવા જઈએ ને તો ચૂરમાના લાડુ પછી દૂધપાક અને એક જેને કહેવાયને કે સેવૈયા બહુ એટલે બહુ મસ્ત એમ અને મારા હાથનો મોહનથાળ તો એમ કહોને કે કોઈપણ મારા ઘરે મારા અંગતમાં અંગત ગેસ્ટ આવેને તો એમ કહે નહીં તમારા હાથનો મોહનથાળ તો અમારે પહેલાં ખાવો છે એટલે મોહનથાળે એટલો મસ્ત મજાનો એમ મજા આવી જાય અને ત્યાર પછી ફરસાણમાં જોઈએ ને તો ઢોકળા ઢોકળા છે પાતરા છે આ બધું જનરલી અમારા ઘરમાં અને હા ભજીયા ભજીયા કેમ ભૂલી જવાય ભજીયા તો મારા ખુદના ફેવરિટ છે એટલા હદે ફેવરિટ કે કદાચ વિકેન્ડમાં મારા ઘરે ભજીયા હોય હોય ને હોય જ અને મારી દીકરી છે ને જે નાની એને તો બટેટાવડા ભાવે એટલે એના માટે તો મારે બટેટાવડા બનાવાના પડે બરાબર છે એટલે આવી રીતના અને બાકી જો હું એક મને ક્યારેય હું ફ્રી બેઠી હોય બપોરે ચાર કે પાંચ વાગ્યા હોય અને મને એવો વિચાર આવે કે આજ સાંજે હું શું ખાસ બનાવીશ શું ખાસ બનાવીશ તો હું મને કોઈ આઈડિયા ન હોય તો યુટ્યુબ ખોલી અને પેલાતો એ ખાસ જોઉં કે સાંજની વાનગીઓ અને એમાંથી કોઈપણ મને એવું લાગે કે મારા ફેમિલી મેમ્બર્સને આ પસંદ આવશે તો એ પ્રમાણે હું બનાવું બરાબર હવે એમાં બપોરની વાનગીમાં હું જોઉંને તો ક્યારે અમારા ઘરની અંદર ખાસ કંઈ ઓકેશન હોય કોઈનો બર્થડે હોય કે અમારી એનિવર્સરી હોય કે કંઈ પણ હોય તો અમારા ઘરમાં એક સ્પેશિયલ વાનગી છે કે પૂરણપૂરી જે અમારા ઘરમાં દરેકને પસંદ છે એ પૂરણપૂરી તો બને બને અને બને જ એમાંય મારા હસબન્ડને તો એની ખાસ ફેવરિટ છે પૂરણપૂરી એમ એટલે એ પૂરણપૂરી તો અમારા ઘરમાં બને અને બધાંને ખૂબ જ હોંશે હોંશે ખાય ચોખા ઘીમાં મસ્ત ઘીમાં લથબથતી બનાવેલી પૂરણપૂરી હું અત્યારે આમ વર્ણન કરું છું ને તોય મારા મોઢાની અંદર પાણી આવી જાય છે એમ એટલી હદે પ્રિય છે એટલે એક વખત તો મેં શું કરેલું કે મારા હસબન્ડને મેં પૂરણપૂરીની સરપ્રાઈઝ આપેલી જ્યારે અમારા નવા નવા મેરેજ થયા હતા હું ઓગણીસો ચોરાણુંની વાત કરું છું તો ત્યારે મને બસ ખાલી એટલી ખબર હતી કે મારા હસબન્ડને પૂરણપૂરી ભાવે છે પણ મને ત્યારે ખાસ એટલી બધી આજથી ત્રીસ વરસ પહેલાંની વાત કરું કે મને એટલી બધી બનાવતા નહોતી આવડતી છતાં મેં એને સરપ્રાઈઝ આપવા માટે એ જ્યારે જોબ પરથી આવ્યાને એ પેલા મેં બનાવા માટે પ્રયત્ન કરેલો અને ડબ્બાની અંદર ભરી અને રાખી દીધી કે એને ખબર ન પડે કે મેં એના માટે શું બનાવ્યું છે પણ એ પહેલી વખતના પ્રયત્નમાં જ એને એ પૂરણપૂરી એટલી દાઢે લાગી ગઈને કે ના એ ખુશ ખુશ થઈ ગયા એમ એટલી હદે ખુશ થઈ ગયા ને કે મારે એને ગિફ્ટ આપવાની હોય એના બદલે એણે મને સામેથી ગિફ્ટ આપી એમકે ખાસ કે ના કે પહેલી વખત આજે ઘરમાં પૂરણપૂરી બનાવી અને આટલી મસ્ત સરસ મજાની બની છે એમ એટલે ટૂંકમાં હું એક વસ્તુ કહું કે જો રસોઈ જે વસ્તુ છે એ ભોજન આપણે ઘરમાં બનાવીએ આપણે જે સ્ત્રી છે ઘરની એ અન્નપૂર્ણા કહેવાય છે એ જો એ રસોઈની અંદર ભાવ આપી અને રસોઈ બનાવે ને તો એ રસોઈ છે ને એ પ્રસાદ બની જાય છે બરાબર અને માત્ર એક ફરજના ભાગરૂપે જો રસોઈ બનાવામાં આવે ને તો એ રસોઈમાં એવો કોઈ સ્વાદ ખાસ નથી આવતો હા પેટ ભરાય છે પણ જે ભાવથી બનાવીએ એનાથી પેટ ભરાય પણ મન નથી ભરાતું ક્યારેય બરાબર છે એટલે રસોડું ગૃહિણીને તો રસોડાની રાણી કહેવામાં આવે છે અને ગૃહિણીને મોટામાં મોટો દિવસનો સૌથી વધારે જો સમય જો જતો હોય તો એના કિચન કોર્નરની અંદર બરાબર છે એટલે આય લવ કિચન એન્ડ આઈ લવ ટુ મેક મિલ ફોર માય ફેમિલી મેમ્બર્સ એન્ડ ખરેખર એક ટૂંકમાં એક મસ્ત ભલે વધારે થઈ ગયું છે પણ એક વાક્ય કહું કે કોઈપણના હૃદય સુધી જો તમારે પહોંચવું હોય તો એનો રસ્તો એના પેટમાંથી જાય છે એટલે કોઈને મસ્ત મજાનું જમાડશો તો તમે એના હૃદયમાં પણ રાજ કરશો થેન્ક યુ સો મચ